હલ્લો હા સર સર મારે છે ને ઇકોનોમિક્સ માટેની એક બૂક જોઈતી લાઈબ્રેરીમાંથી મેં એના માટે કોલ કર્યો તો એટલે મી ઇકોનોમિક્સ માટે આર કે અગ્રવાલનું નામ સાંભળેલું છે જે લેખક છે છે એમનું પેલી સારી બૂક છે મેં સાંભળેલું છે હા

હા હા હા વાંધો નહીં સર પણ મારે બીજી પણ એક વસ્તુ જાણવી હતી કે આ પુસ્તકો લઉં તો તમે મને આપો તો કયા કેટલા દિવસ સુધી મળી શકશે કારણકે મારે પણ પરીક્ષા આવે છે તો મારે પંદર દિવસ જેવું તો મારે જોઈશે તો શું પંદર દિવસ માટે મને મળી શકશે પુસ્તક એ મારે જાણવું હતું

અચ્છા આધાર કાર્ડ ને એ બધી વસ્તુઓ તો મારી પાસે છે પણ સમય મર્યાદા સાત જ દિવસની રહશે જો વધારે ટાઇમ માટે પુસ્તક જોઈતું હોય તે વસ્તુ નહીં થઈ શકે કારણકે એક્મઝામ માટે મારે પરીક્ષા માટે વાંચવાનું છે તો મારે થોડા વધારે ટાઇમ માટે જોઈતું હતું સારું હા સારું સારું આભાર તમારો